પહેલા રિવાજમાં એવું હતું પહેલાની પ્રથાઓ એવી હતી કે માનો કે પુરુષ મરી જાય તો સ્ત્રીને સતી થવું પડતું અને એમાં ફરજિયાત પણે સ્ત્રીની ઈચ્છા મરવાની ન હોય પણ પરાણે તેને અગ્નીદાહ દેવામાં આવતો હતો અને ચિતા પર બેસાડી દેવામાં આવે એના ભેગા જ બળી મરવાની પ્રથા હતી જે આમાં આ સામાજિક આ બધા કુરિવાજો હતા એ સામાજિક કાર્યકરોએ આ રિવાજોને જડમૂળથી કાઢી નાખવા માટે એમણે મંતવ્યો રજૂ કર્યાં સરકારોમાં રજૂઆત કરી જ્ઞાતિઓના જે કંઈ આપણા જે સામાજિક આગેવાનો હતા એમને પણ જાણ કરી બરાબર પછી જાતિ આધારીત જે ભેદભાવો હતા મહિલાઓને શિક્ષણ આપવામાં ન આવતું જાતિવાદ રાખવામાં આવતો મહિલા ભ્રૂણ હત્યા કે ભાઈ બાળક છોકરી જ છે તેની ભ્રૂણ હત્યા કરી નાખવામાં આવતી સતી પ્રથાઓ થતી આ બધાનો સામાજિક કાર્યકરોએ બહું એનો વિરોધ કરી અને આ પ્રથાઓ તેમને નાબૂદ કરવા માટે બહું મોટા પ્રયત્નો કર્યા એના માટે લડત લડવી પડી જે સમાજને હાની પહોંચાડતા કુરિવાજો હતા કે જે આ વિષે મારું એવું મંતવ્ય હતું કે જે કાંઈ સામાજિક કાર્યકરો મહેનત કરી એમની એક ધગશથી અને આ કુરિવાજો જાતિવાદોના સ્ત્રી ભ્રૂણ હત્યાના સતી થવાના આ બધા કુરિવાજો દૂર કર્યા એ બદલ ખૂબ ખૂબ એ લોકોનો આભાર છે કે આજે પણ આપણે શાંતિથી આપણી બેન દીકરીઓ શાંતિથી જીવી શકે છે